મનોરંજન નાના બાળકો માટે એ ખૂબ જ જરૂરી વસ્તુ છે કારણ કે જ્યારે બાળક નાનું હોય ત્યારથી જ આપણે એમને ઉપર ભણતરનો બોજ લાદીએ છીએ પણ આ ભણતરના બોજ સાથે એમના માટે મુક્ત સમય પણ જરૂરી છે અને એ મુક્ત સમયમાં મનોરંજન પણ જરૂરી છે હું યાદ કરીશ કે જ્યારે પેલાનું બટ બાળપણ કે જેની અંદર બધી કુદરતી રમતો હતી કે જેમાં કબડ્ડી ખોખો અને ગિલ્લી દંડા થપોદા કે જે આપણે મુક્ત મને આપણું બાળપણ માણતું હતું ત્યારબાદ કાચની ગોટીઓ દ્વારા પણ લોકો રમતા આ ઉપરાંત ભમરડો પ્લસ બાકસની છાપ પણ જેમણે રમ્યો હોય એમને પોતાને ખ્યાલ આવે આ ઉપરાંત ત્યારના સમયમાં બોલીવુડના પિક્ચરોના ફોટાથી પણ ઘણાં લોકો રમતા ત્યારબાદ લંગડી ખોખો કબડ્ડી સંતાકૂકડી આવી બધી નેચરલ રમતો કે જેમના દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ પણ થતો હતો પરંતુ આજે જ્યારે આપણે એકવીસમી સદીની અંદર પ્રવેશ કરી ગયા છીએ ત્યારે એક દુઃખ સાથે કહેવું પડે છે કે આ દરેક રમતો અત્યારે વિલુપ્ત થતી જાય છે આ ઉપરાંત જ્યારે ઓગણીસમી સદી વીસમી સદી હતી ત્યારે પણ લીંબુ ચમચી કોથળાદોડ આવી બધી રમતો કે જેમના દ્વારા બાળકોનો શારીરિક વિકાસ અને બાળકોનો સર્વાંગીય વિકાસ જે પણ થતો હતો પણ આજે એકવીસમી સદીની અંદર જ્યારે આપણે પ્રવેશ લીધો છે ત્યારે ટેકનોલોજીની આ હરણફાળની યુગમાં બાળકોના મુક્ત મનોરંજન માટે ફક્ત અને ફક્ત ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે કે મોબાઈલ ટીવી અને કોમ્પ્યુટર આ ત્રણ સાધનો દ્વારા બાળકો મનોરંજન મેળવે છે પરંતુ તેમના દ્વારા આ આજની પેઢીનો કોઈપણ જાતનો વિકાસ થતો નથી એવું મારું માનવું છે આજે બાળક શરીરથી પણ નબળું થતું જાય છે મનથી પણ નબળું થતું જાય છે અને જ્યારે ઓગણીસમી સદીની જે ઓપન રમતો હતી એમાં બાળકને મિત્ર વર્તુળ સાથે પણ કેમ રહેવું અને મિત્ર વર્તુળની સાથે કેમ વર્તવું તેની પણ તેઓ પડતી હતી અને આજે આ આધુનિક યુગની અંદર મોબાઈલ એ બાળકને એકલું કરી દીધું છે ત્યારે કોઈ કોઈની સાથે સંપર્ક નથી સાધી શકતું અને બાળકને વ્યવહારિક જ્ઞાન પણ નથી રહેતું આથી મારું માનવું છે કે ફરી આપણે એ જ અઢારમી સદી અને ઓગણીસમી સદીની રમતો તરફ પાછાં ફરીએ અને બાળકોને તેમનો જે મુક્ત સમય છે તેમના મનોરંજનમાં ફરીથી આપણે જૂની રમતો તરફ વળીએ કે જેમાં ખોખો કબડ્ડી ગિલી ડંડા ગોટીઓથી રમવું પકડમ પટી રમવું વાહનના ટાયરોથી રમવું આવી બધી રમતો જો આપણે ફરી લઈ આવીએ તો મને એવું લાગે છે કે બાળકોના સર્વાંગી વિકાસમાં આપણને ખરેખર એ ઉપયોગી થશે આજે આપણે જોઈએ છીએ કે બાળક દિવસે ને દિવસે આંખથી નબળું થતું જાય છે તેનું મુખ્ય કારણ છે મોબાઈલ માનસિક રીતે નબળું થતું જાય છે તેનું મુખ્ય કારણ છે મોબાઈલ શારીરિક રીતે નબળું થતું જાય છે તેનું મુખ્ય કારણ છે મોબાઈલ બીજી વસ્તુ કે આજે બાળકને મૌલિકતા પણ આજે છીનવાઈ રહી છે જ્યારે આવા કોઈ સાધનો ન હતાં ત્યારે બાળક મુક્ત રીતે ફરતું હતું મુક્ત રીતે રહેતું હતું અને મુક્ત રીતે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરતાં શીખતું હતું બસ ફરી આ ભારત દેશને મારે એટલું જ કહેવાનું છે કે દરેક માતા પિતાને પોતાના મુક્ત સમયમાં જો બાળકને સમય આપવો હોય તો ફરી પાછા જૂની રમતો તરફ આપણે લઈ જઈએ તેમને જૂની રમતો દ્વારા મનોરંજન પૂરું પાડીએ અને જૂની રમતો દ્વારા તેમનો સર્વાંગી વિકાસ સાધીએ એવું મારું માનવું છે આનાથી બાળકના સર્વાંગી વિકાસ તો થશે જ પરંતુ જો તેનો સર્વાંગી વિકાસ થાય તો તેનો ફાયદો આજે દેશને પણ મળશે ખરેખર આજે આપણા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર કે પછી મહારાષ્ટ્રની અંદર તમે જુઓ તો આજે કોઈપણ બાળકને શારીરિક ક્ષમતા એવી નથી કે આપણે તેમને દેશની રક્ષા માટે મોકલી શકીએ તો આ માટે શું કરવું જોઈએ તો આ માટે બાળકોને તેમના મુક્ત સમયના મનોરંજન માટે ફરી આપણે જૂની રમતો કે જેના દ્વારા શારીરિક વિકાસ આર્થિક વિકાસ અને સર્વાંગી વિકાસ બાળક કરી શકે તેના માટે તેના ચોક્કસ પ્રયત્નો આપણે કરવા જોઈએ આવી રમતો છે શું ફાયદો થશે તો એનાથી મુખ્ય ફાયદો એ થશે કે જો બાળક શારીરિક રીતે ફિટ હશે તો ભવિષ્યમાં આજ બાળક દેશની સુરક્ષા માટે પણ જઈ શકશે તેના પરિવારને પણ સુરક્ષા કરી શકશે અને તેમને બીજા કોઈના સહારા ની જરૂર નહીં રહે આથી મારું એવું માનવું છે કે ફરીથી જ્યારે આપણે આ ટેકનોલોજીના હરણફાળયુગની અંદર જ્યારે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે બાળકોને શારીરિક અને માનસિક રીતે ઉપયોગી એવી જૂની રમતો જેવી કે ગીલી દંડા ખોખો કબડ્ડી લંગડી આ ઉપરાંત વોલીબોલ ફૂટબોલ ટાયરથી રમવું પકડામ પકડી રમવું સંતાકૂકડી રમવું વગેરે જેવી રમતોથી આપણે બાળકોને આપણે વાકેફ કરીએ એ માટે આપણે સમય કાઢીએ અને એના દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ કરીએ અને આપણે આપણા દેશનો પણ સર્વાંગી વિકાસ કરીએ બસ એ જ અભ્યર્થના